અ ગુજરાતી ભાષા અત્યારે બોલવામાં સરળ પડે છે અને આમ એવું કહેવામાં આવે છે કે ગુજરાતી ભાષા સૌથી અઘરી છે પરંતુ ગુજરાતમાં રહેતા લોકો માટે અને જેમને બોલી ભાષા જ જેમને માતૃભાષા જ ગુજરાતી છે તે લોકો માટે તો ગુજરાતી ભાષા સૌથી સરળ અને સૌથી સારી છે એમ કહેવામાં આવે છે કે ગુજરાતી ભાષામાંથી બહુ બધાં વાક્યો અમે બહુ બધાં અ કથાઓ વાર્તાઓ પણ મળી શકે છે બહુ બધું મ એમાં સાહિત્ય ગુજરાતી ભાષામાં બહુ સાહિત્ય કવિતાઓ કંઠસ્થો તેમજ ગઝલો પણ બની છે અ બંગાળી ભાષા કે પછી બીજી અન્ય ભાષા છે જે દેશની એ ત્યાનાં નાગરિકોને સરળ પડતી હશે કેમકે એ લોકોની માતૃભાષા એ રહેતી હશે એટલે દરેકને પોતાની માતૃભાષા એકદમ સરળ લાગતી હશે અને દરેક ભાષા એકબીજાને સંદર્ભિત બને જ છે કેમકે અમુક શબ્દો છે અમુક ભાવનાઓ છે કે અમુક તહેવારો કે અથવા અમુક પ્રસંગો છે એ દરેક માણસો કે દરેક રાજયોને આગળ પાછળ મળે છે અંદર જોડાય છે સબંધો કેળવાય છે તેથી ભાષાઓનું ભી એવું છે કે અમુક ભાષાઓ બીજી ભાષાઓમાંથી જ મળી આવે છે અમુક શબ્દો અને એમનો ભાવાર્થ પણ એક જેવો થતો હોય છે પણ ગુજરાતી ભાષા જે છે એ ગુજરાતના માણસો માટે અને ગુજરાતી લોકો માટે ખૂબ જ સરળ અને સમજી શકાય તેમજ નાનું બાળક પણ આરામથી બોલી શકે અને જેના સાહિત્યો છે એ પણ ખૂબ જ સુંદર એનુ વ્યક્તિત્ત્વ જેનું મહત્ત્વ છે એ દર્શાવે છે તે એને બીજી ભાષા સાથે તેને સરખાવી ના શકાય પણ એ જરૂર સંબંધિત તો બને જ છે બીજી ભાષાથી